શિક્ષકો એવું હોય છે શાળામાં બરાબર ભરા ભણા ભણાવતા નથી બાળકોને બણાબ બરાબર એજ્યુકેશન આપતા નથી બરાબર જે એમને સમજાવતો નથી પછી છેવટે આમાં કેવું થાય છે કે બાળકો છેવટે થાકીને પછી એ શિક્ષકો જોડે પ્રાઇવેટ ટ્યુશનનું અરેન્જમેન્ટ કરે છે પછી સાંજે થાકીને પાંચ વાગે આવે છે પછી ટ્યુશનમાં જાય છે પછી આખો દિવસ ભણવાનો શું મતલબ એમ એ શિક્ષકો પછી એમનો પ્રાઇવેટ બિઝનેસ કરવા માટે પૈસા કમાવવા માટે એ જ બાળકોને પછી પ્રાઇવેટ ટ્યુશન આપે છે આ તો અત્યારે સિસ્ટમ થઇ ગઇ કે ચલો ભણીને શાળામાં પિરિયડ્સ ભણીને છતાંય સાંજે અથવા સવારે ટૂશન કરવી પડે છે એમ કેમ કરવી પડે છે કેમ કે એમને અમુક વિષયોમાં ખબર નથી પડતી શિક્ષકો એવા થઇ ગયા છે કે જે અં બાળકોને ટ્યૂશન કરાવે છે એમ ટ્યૂશન કરમાઇને કરાવીને જ એમને પગાર આપે છે પગાર આપે છે સરકાર છતાં પણ અલગથી ઇન્કમ કરે છે બાળકો જોડે શિક્ષકો પ્રાઇવેટ ટ્યૂશન કરાવી કરાવીને ખાનગી ટ્યૂશન કરાવી કરાવીને અમુક બાળકો બીજે જગ્યાએ પણ ખાનગી ટ્યુશન કરતા હોય છે કેમ કે એમને કંઇ શાળામાં કંઇ ખબર પડતી નથી એટલા માટે